હાજી સર મહેન્દ્રભાઈ સાથે વાત થાય છે મારી અ સર હું ટીવીએસ મોટરમાંથી બોલું છું અને તમારે ત્યાંથી ટીવીએસ આઈક્યૂબ માટેની ઈન્ક્વાયરી હતી તો શું સર આપે ખરદીવાની છે

સર ટીવીએસ તો વર્ષો જૂની કંપની છે આપણી પણ જે અ રીસન્ટલી જે છે ને હમણાં જ આ નવી ગાડીનું લૉંચ થયું છે તે તમે જાણતા હશો નવા જે ઈલેક્ટ્રિક વાહનોની શરૂઆત થઈ છે ને એમાં આપણું નવું આ મૉડલ છે હા સર એક લાખથી શરૂઆત થશે અને પછી અ એમાં ત્રણ મૉડલો છે એ પ્રમાણેનાં અલગ અલગ ભાવ છે તો તમને એ એ પ્રકાર તમારે કઈ પ્રકારે લોનથી કરાવવાની ઈચ્છા છે કે પછી કૅશથી છે એ પ્રમાણે પછી આપણે એનું જોઈ શકાય એટલે ટ્વેન્ટી પરસન્ટ તમારું અમાઉન્ટ છે જે ડીપી તરીકે તમે ભરો છો તો પણ ચાલી શકે એમ છે અને બાકીના જે એઈટી પરસન્ટ જે છે એ તમારા અ તમે લોન કરાવી શકો છો અને તમારા કેટલા સમયગાળા સુધી લોન તમારે કરવી હોય એ પ્રમાણેનો ઇન્ટરેસ્ટ રહે એમાં અ આમ આમ જોશો ને તો તમને આ આ ગાડી અમારી છે જે એનું ફર્સ્ટ મૉડલ છે એ એક લાખ ઈકોતેરની રોડ પ્રાઈઝ છે એની પણ તમને પડશે પછી એ તમે જો ઈન્ટરેસ્ટને એક વરસનું કાઉન્ટ કરશો તો તમને ઍવરેજ એ ટૉપ મૉડલ છે એટલે એક એંસીની આસપાસ પડશે અને જો તમારે ટૉપ ના લેવું હોય તો ચાલે હા બોલો જી સર આ સર લેટેસ્ટ મૉડલ છે સ્માર્ટ મૉડલ કહેવાય છે આ એમાં તમે બ્લૂટૂથ કનૅક્ટ કરી શકો છો તમને મેપ મેપ પણ બતાવે છે તમારો અહીંયા તમને કોઈ જગ્યાએ જવું હોય તો મેપ પણ તમે જોઈ શકો છો અને જે બૅટરી જે બૅટરીનું જે બૅકઅપ છે ને એ પાંચ કલાકનું છે એટલે પાંચ કલાકમાં બેટરી ફુલ થઈ જાય છે અને સો કિલોમીટરની એની રેન્જ છે અને ટૉપ એની સ્પીડ છે એ સૅવન્ટી એઈટ કિલોમીટરની સ્પીડ છે એની એટલે પર્ફોર્મન્સ સારું છે સર ના સર એ ના બતાવે છે ના બતાવે છે એ ડિજિટલ મૉડલ છે એટલે જેવું તમે પ્લગ કરશો એટલે તે તમે ગાડી સ્ટાર્ટ કરશો એટલે તમને એનું જે ડૅશબોર્ડ છે એના પર જ બતાવી દેશે કે કેટલા કિલોમીટર ચાલી શકે એટલી બૅટરી છે અને બૅટરી બહુ ફાસ્ટ મૂવિંગ છે એટલે તમે બે ચાર કલાકમાં તો તમારું ફુલ બૅટરી થઈ જશે અને બીજા બસો કિલોમીટર સુધી તમે જઈ શકો થઈ જાય ને સર તમે શું કરો છો જૉબ કરો છો સર તમે જૉબ કરો છો થઈ જાય સર ત્રણ ત્રણ હજાર સુધી થઈ શકે છે ખાલી તમારે ત્રણેક મહિના કે ચારેક મહિના થોડું વધારે ઈએમઆઈ ભરવો પડે બાકી તો તમારું થઈ શકે વાંધો નહીં આવે સર સાહેબ તમે એકવાર મુલાકાત કરો તો હું તમને બધું શાંતિથી ત્યાં બેસીને જ મસ્ત રીતે સમજાવીશ કે તમારી કઈ બૅંકમાં લોન થઈ શકે એવી છે પછી ત્યાંનો કેટલો ઇન્ટરૅસ્ટ છે એ તમે એકવાર અમારી જે અખબારનગરની શાખા છે ને ત્યાં તમે આવો તો તમને આ મૉડલ પણ બતાવી દઉં અને આપણી જે લોનની જે ગણતરી છે ને એ પણ તમને ત્યાં હું કરાવી દઉં ડૉકયુમેન્ટમાં તો જે તમારું લાઈસન્સ છે તમારે લાઈસન્સ હશે ને હા હા હા અને બીજું કે જે લોન માટે તમારે કરવું હોય તો સૅલેરી સૅલેરી સ્લીપ આવતી હોય તો એ હોય અને તમારા રેસિડન્ટ પ્રૂફ હોય જેમ કે આધારકાર્ડ છે પાનકાર્ડ છે એ હા અમારે ટાઈઅપ હોય છે એ બધી કંપનીઓ સાથે વાંધો નહીં આવે ના સર આ સબસિડીવાળી લોન નથી આ જે છે ને એ ટીવીએસ કંપનીની છે એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે તમે આવશો તો સારું સારું ડિસ્કાઉન્ટ તમને અપાવી દઈશ સર અમારી એક વરસની હોય છે દર ચાર મહિને અમે લોકો સર્વિસ કરતાં હોઈએ છીએ અને પહેલું વરસ સર્વિસ ફ્રી હોય છે સન્ડે ચાલું હોય છે જ્યારે રિક્વાયરમેન્ટ હોય તો બાકી આમ રજા હોય છે અને કસ્ટમર હોય તો ચાલું હોય છે તમે જ્યારે બી આવો તો કહેજો

તમે બૂક કરી દેજો સાહેબ એટલે મને કહેજો તો હું બૂક કરી દઇશું અને આપણે મળીશું સન્ડે ઓકે સર વૅલકમ થૅન્ક યુ ફોર કૉલિંગ